હાલમાં દરેક લોકો ફોટોગ્રાફ્સ પોતાના મોબઈલ ફોનથી લેતા હોય છે પરંતુ મોબાઈલ ફોન કરતાં ડી એસ એલ આર કેમેરાથી લીધેલા ફોટોની વાત જ કંઈ જુદી છે મોબઈલ ફોનમાં ક્યારેય એવું પરિણામ ના મળે મારી પાસે કેનોન કમ્પનીનો ડી પાંચસો ડી એસ એલ આર કેમેરા છે છેલા બે વર્ષથી હું આ કેમેરાનો ઉપયોગ કરું છું આ કેમેરા એસ ડી કાર્ડ સાથે વાયફાય કનેક્સન સાથે આવે છે આ કેમેરામાં ઝૂમીંગ માટે નજીકના અને દૂરના લેન્સ આપેલા હોય છે આ કેમેરા મેનુઅલ અને ઓટો મોડ સાથે આવે છે બેટરી પણ ખૂબ જ સમય સુધી ચાલે છે સાથે કેમેરા મૂકવા માટેનું સ્ટેન્ડ પણ આવે છે બે વર્ષથી વપરાય છે આ કેમેરા છતાં આમાં કોઇપણ પ્રકારનો નિભાવ ખર્ચ નથી અને ફોટોનું રીઝલ્ટ પણ જોર જોરદાર છે બધા જ પરીબળો જોતાં ડી પાંચસો કેમેરા ફોટો શૂટિંગ માટે સૌથી શ્રેષ્ઠ છે